અમદાવાદ સ્થળની હવામાન અને પ્રસંગરૂપ અનુરૂપ પ્રવાસોની મુલાકાત માટેનો મારા મત પ્રમાણેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચેનો છે આ સમ આ સમયગાળાના દરમિયાન બહુ બધાં તહેવારો આવે છે ઉદાહરણ તરીકે નવરાત્રી સૌથી પહેલાં આવે છે એમાં દાંડિયા ગરબા રમે છે નવ દિવસનો આ સમયગાળો રહે છે અને એના પછી આવે છે દિવાળી દિવાળી એ દીપનો તહેવાર છે એમાં દિવા લોકો પ્ર પ્રગટાવે છે ફટાકડાઓ ફોડે છે મીઠાઇઓ એક બીજાને બાંટે છે અને એના પછી ઈસાઈઓ ભાઈઓનો તહેવાર આવે છે ક્રિસમસ અને પછી થર્ટીફર્સ્ટનો તહેવાર આવે છે તો એમાં બધાં ભાઈઓ એક સાથે મળીને તહેવાર ઉજવે છે અને આ સમયગાળા દરમ્યાન હવામાન પણ સારું રહે છે ઠંડક રહે છે તો હું મારા મત પ્રમાણે આ સૂચવું છું કે ડીસ ઓક્ટોબરથી ડિસેમ્બરનો જે સમય હોય એ ગુજરાત માટે અમદાવાદ માટે બહુ સારો છે